હલો સાગર ટેલિકોમ હા બોલોને બોલો ગૌતમ ભાઈ વાત કરું છું કયો બોલોન કયો લેવો છે પોકો એક્સ ફાઈવ પ્રો કંઈ વાંધો નહીં મળી જશે આવોને હવે પ્રાઇજમાં તો કેવું છે તમે ઘરના માણસ છો એટલે બહુ કાંઈ વધારે એની માર્કેટ પ્રાઈજ તો પંદર હજાર નવસો નેવું રૂપિયા છે બરોબર તમારા વ્યાજબી લઈ લઈશું તમારી પાસે આઈ સી આઈ સી બેન્કનું ક્રેડિટ કાર્ડ છે હા તો બસ દસ ટકા તો એ તમારું લેસ થઈ જશે બરોબર હપ્તે લેવાનો છે કે રોકડે કેશ પેમેન્ટ જ કરવાનું છે એમને તો કાંઈ વાંધો નહીં તમને પંદર હજારમાં મળી જશે બરોબર બાકી તો આપણે પંદસ પાંચસો સિવાય કોઈને આપ્યો નથી અત્યાર સુધી પણ તમે ઘરના માણસ છો એટલે તમને પંદર હજાર સુધીમાં કરાવી દઉં છું બરાબર બાકી આપણે પાસે બીજા એવા ઘણા બધા મોડેલ છે બરોબર સેમસંગનું પણ જે અત્યારે એ થર્ટી મોડલ આવ્યું છે એ પણ સારું છે ઓપ્પોમાં પણ સારા છે બીજા ઘણા બધા મોડલ એવા સારા છે તમે શોપ ઉપર આવો જોઈ જાઓ દુકાને આવીને ઘણા બધા એવા મોડલ એ ય સારું જ મોબાઈલ છે ના ના એમ આઈ પણ સારું જ છે એમાં પચાસ મેગાપિક્સલ કેમેરા છે રેમ પણ છ છે અને એની ઇન્ટરનલ મેમરી પણ બસોને પાંસઠ છે જો તમારે લેવો હોય તો એમ આઈમાં ઘણા એવા બધા સારા પિસ છે જે સારા છે પણ હવે ઓનલાઈનમાં કેવું થાય કે તમે ઓનલાઈન ખરીદી કરો અને એમાં કોઈ જિમ્મેદારી ના લે આમાં અમે તમને એક વર્ષ સુધીની વોરન્ટી આપીએ જો કંઈ થાય તો તમે અમને કઈ શકો ઓનલાઈનમાં તમે ખરીદી કરો તો એમાં તમારે ગેરંટી ખરી કંઈ પણ હવે એ તમને આહીંથી માનો કે તમને વોરંટી આપતા હોય રિપેર કરવા માટે પાછા તમે કંપનીમાં મોકલો એ દસ દિવસે લેવા આવે એટલે પાંચ દિવસે લેવા આવે પાંચ દિવસે રિપેર થઈને દસ દિવસ સુધી તમે મોબાઈલ વગર શું કરો એના કરતાં તમે અમારી શોપ પરથી આ મોબાઈલ ખરીદો તમને સર્વિસ પણ સારી મળશે તમોને અત્યાર સુધી ક્યાંય આની પહેલા મોબાઈલ ખરીદ્યો કોઈ દિવસ કંઈ કેવાની કેવા દીધું છે તો પછી તમે અમારી દુકાનમાંથી આ પોકો એક્સ ફાઈવ સ્માર્ટફોન ખરીદો બહુ મોડલ પણ સારું છે અને અત્યારે પોપ્યુલર છે બજારમાં ખૂબ અત્યારે વેચાણ એનું ખૂબ સારું ચાલે આપની ચોઈસ પણ બહુ સારી છે હા મળી જાય ને તમે ત્યારે આવો કાલે શોપ પર કાલે સવારે આપણે દસ વાગ્યા પછી શોપ આપણી દુકાન ખૂલે છે તો આવી જજોને બરોબર પણ સેમસંગમાં એ થર્ટી છે એ પણ અત્યારે નવો જ લૉન્ચ થયો છે હમણાં બે દિવસ જ થયા એની માર્કેટમાં વેલ્યુ પણ બહુ સારી છે અને રેટ પણ સારો જ છે એનો એ પણ તમને ચૌદ ચૌદ સાડા ચૌદની અંદર મળી જાય એ આના જેટલું જ છે એનું બી બહુ સારું એવું મોડલ છે બધા ફિચર તો આના સેમ જ છે પણ પોકો એક્સ ફાઈવમાં એવું સેલ્ફી કેમેરાની ક્વોલિટી વધારે સારી છે બરોબર બીજા સેમસંગ ઓલા હું કે રીઅલ મીના છે રેડમીના છે ઓપ્પોના છે વિવોના છે એ તમને જે ગમે એ બરોબર આમાં થોડા દિવસ પેલા જ ઓલા આપ્યા અમે બરાબર છે એ પણ લઈ ગયા છે તમે પણ લઈ જાઓ પોકો એક્સ બી સારો જ મોબાઈલ છે હા તમારા માટે લેવાનો છે કે બીજાના માટે હા તો કાંઈ વાંધો નહીં લઈ જાઓ તમે ત્યારે વાંધો નહીં બરાબર આવો કાલે ભલે ભલે ભલે ભલે